બેંકમાં તો હું ઓછા પ્રમાણમાં જ જાઉં છું પણ હા બેંકના કર્મચારીઓ સાથે મારો અનુભવ ખૂબ એટલે ખૂબ જ ખરાબ રહ્યો છે જેમ કે આપણે કંઇ પણ પૂછીએ તો એ સરખો જવાબ આપતા નથી આપણે કામ હોય તો ફેરવ ફેરવ જ કરે છે અહીંયાથી ત્યાં ને અહીંયાથી ત્યાં જો કોઈ ડોક્યુમેન્ટનું કામ હોય તો એ વારાફરતી એક એક ડોક્યુમેન્ટનું કહે છે કે આ લાવજો એ લઈને જઈએ તો બીજા ડોક્યુમેન્ટનું કહે બેન તમારે આ ડોકયુમેંટ બાકી છે એક વારમાં એ આપણને બધી વસ્તુ કહી શકતા નથી અને જો આપણે વધારે સવાલ કરીએ તો એ આપણી ઉપર ગુસ્સો કરે છે તેથી મને બેન્કના કર્મચારીઓ ઉપર બહુ ગુસ્સો આવે છે મને એમનું કામ પસંદ નથી